હેલો તમે જ્યોતી ટ્રાન્સપોર્ટમાંથી બોલો છો હા ભાઈ અમારે આજથી લગભગ પંદર દીવસ પહેલાં અમારે વડોદરા જવાનું હતું તો અમે કોલ બુક કરેલો તમારે ત્યાંથી ટેક્સી માટે બુકિંગ કરાવેલું તો એમાં અમારે ટેક્સી આવી પણ ડ્રાઇવર તમારો તમારો ડ્રાઇવરનો જે વ્યવહાર હતો એ પણ અભદ્ર હતો ઘડી ઘડી સ્મોકીંગ કરે ને પાન ચાવીને થૂંકે ને રસ્તામાં બરોડા જતા ચાર જગ્યાએ પાનમસાલા ખાવા ઊભો રહે ને એટલે ત્યાં અમને કાંઈ બરોબર પસંદ ના પડ્યું પ્લસ તમારી જે ગાડીની સીટો હતી એ પણ કમ્ફર્ટેબલ નહોતી એટલે મહેરબાની કરીને જ્યારે તમે ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવો છો તો ગાડીઓની થોડી દેખભાળ રાખો અને ડ્રાઇવરોને પણ ટ્રેન કરો